હું ગુજરાતનો રહેવાસી છું અને મારી જે પ્રાદેશિક ભાષા છે એ ગુજરાતી છે અને જ્યારે હું ગુજરાતની ગુજરાતી ભાષાની વાત કરું તમારી જોડે તો ગુજરાતી ભાષા આજની તારીખમાં બહુ તકલીફો જેલે છે કારણ કે આજના આધુનિક જમાનામાં તમે જોવા જઈએ તો આપણી જે અંગ્રેજી ભાષા હોય છે એ એમનો ઉપયોગ વધારેને વધારે કરવામાં આવે છે એના લીધે જે પ્રાદેશિક ભાષા હોય છે હું મારી ગુજરાતી જ ભાષાની વાત કરું તો બહુ તકલીફો એમને જેલવી પડે કારણ કે અમે લોકો પાસે જઈએ તો અલગ અલગ પ્રકારની અલગ અલગ આમના છોટા છોટા ક્ષેત્રફળમાં અલગ અલગ ટાઇપની ગુજરાતી બોલવામાં આવે છે અલગ અલગ એક્સન્ટ લઈ લો જેવી પણ રીતે લઈ લો પણ પરંતુ તમે જોવા જાવ તો એમને એવા બહુ નાના માત્રામાં લોકો છે જેમને બોલતાં લખતાં અને સમજવા આવે છે અમૂકને લખતાં આવે છે અમૂકને બોલતાં આવે છે અને અમુકને લખતાં સા સમજવામાં આવે છે ગુજરાતી પરંતુ એવા બહુ નાની માત્રામાં લોકો છે કે જે ત્રણે ત્રણ જાણે છે તો એવી રીતે આપણી જે જો પ્રદેશિક ભાષા છે એ ધીમે ધીમે ખતમ થઈ રહી છે એટલા માટે આ આપણી શું કહેવાય તકલીફની બાબત છે આજના સમય માટે